ભારતના લોકપ્રિય વૈજ્ઞાનિકોના નામ લઈએ તો ડૉક્ટર સીવી રમન ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ ડૉક્ટર શ્રી નિવાસ રામનુજન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ડૉક્ટર વિક્રમ સારા ભાઈ ડૉક્ટર આર્યા ભટ્ટ ડૉક્ટર ભાસ્કરાચાર્ય અને ઘણા બધા મહાન વૈજ્ઞાનિકો ભારતમાં ઘણી બધી જગ્યાએ એમનું સ્થાન છે તો એના વિશે આપણે ડિટેલમાં જોઈતા સૌથી પહેલા ડૉક્ટર સીવી રમન વિશે વાત કરીએ તો સીવી રમનનું આખું નામ છે ડૉક્ટર ચંદ્ર શેખરા વેંકટા રામન એમનો જન્મ અઢારસોને અઠ્યાસી સાત નવેમ્બરના રોજ થયેલો છે એ તમિલનાડુમાં એમનો જન્મ થયેલો હતો એ ઇંડિયન ફીજીસિસ્ટ તરીકે અને એમની જે સૌથી વધારે લોકપ્રિયતા છે એ રમન ઇફેક્ટના નામે ઓળખાતા હતા તો સીવી રમન છે એ ભારતના લોકપ્રિય વૈજ્ઞાનિકોમાંના રમન ઇફેક્ટ તરીકે જેનું નામ વર્લ્ડ લેવલે ફેમસ છે એવા એક ડૉક્ટર સીવી રમન છે એના પછી વાત કરીએ તો ડૉક્ટર શ્રી નિવાસ રામાનુજન રામાનુજન છે એ પણ આપણા ભારતમાં જે ગણિતની વાત કરીએ તો સૌથી વધારે મોટા ગણિત શાસ્ત્રીમાના એક છે એમાં રામાનુજનનું નામ આવે છે એમનો જન્મ પણ અઢારસોને સત્યાસીમાં ડિસેમ્બર મંથની અંદર થયેલો હતો એ પણ તમિલનાડુમાં જ જન્મ થયેલા હતા અને એમનું ય જ કન્ટ્રીબ્યુસન છે એ સૌથી વધારે ગણિતના મોટા મોટા જે ભાગ છે ગણિત શાસ્ત્રના જે ઘણા બધા કોયડાઓને સોલ કરવા માટે એમનું નામ છે એમના પછી વાત કરીએ તો મારા પણ એક મનપસંદ વૈજ્ઞાનિક તરીકે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આવે છે જેમનું આખું નામ ડૉક્ટર એબુલ પાકિર જેનાલૂપદિન અબ્દુલ કલામ છે એમનો જન્મ પણ પંદર ઓકટોબર ઓગણીસો એકત્રીસમાં રામેશ્વરમાં થયેલો છે રામેશ્વર જે જગ્યા છે ત્યાં એમને સૌથી પહેલા એમના બાળપણની વાત કરીએ તો જ્યારે તે નાના હતા ત્યારે એમને સૌથી પહેલા એક આકાશમાં વિમાન ઉડતા જોયું હતું એ વિમાનમાં ત્યારે એને ખબર ન હતી કારણ કે બાળપણની જે એમની ક્ષમતા છે એને સૌથી પહેલી વખત વિમાન જોયેલું હતું ત્યારે જ એને મનોમન એવી કુતુહલ વૃત્તિ થઈ એવું એની ક્યુરોસીટી આવી કે આ શું છે અને ત્યારે એને નક્કી કરેલું હતું કે હું પણ મારા જીવનમાં આવી કંઈક વસ્તુ બનાવીશ એના પછી એમની લાઈફમાં ઘણા બધા એમને સ્ટ્રગલ્સ જોયા એ પોતે એક ન્યૂઝ પેપર વેચવાના એક વ્યક્તિ તરીકે પણ એમને કામ કરેલું છે અત્યારે આપણે એને ઓળખીએ છીએ એ ભારતના પ્રેસિડેન્ટ તરીકે પણ એ રહી ચૂકેલા છે ઇન્ડિયાના મિસાઇલ મેન તરીકેનું નામ છે અગ્નિ મિસાઇલ છે એ સૌથી વધારે એની મોટી જેને કહેવાય ઇન્વેન્શન છે સૌથી મોટી એની શોધ છે એ અગ્નિ મિસાઇલ છે એ અગ્નિ મિસાઇલની શોધ પછી જ અબ્દુલ કલામનું જે નામ છે એ દુનિયા લેવલે સૌથી આગળ થયું હતું ઘણી વાર ભારત અને ચાઈના વચ્ચે પણ ક્યારેક તકરારો થયેલા હતા એમાં અગ્નિ મિસાઇલની એક સક્સેસફૂલ ટેસ્ટ પૂરી કર્યા પછી જ ચાઈનાએ ફરજિયાત પણે ભારતની સાથે સંધી કરવા આવું પડ્યુંં હતું તો એના માટે ડૉક્ટર અબ્દુલ કલામ મિસાઇલ મેન તરીકે ખૂબ જ સારા બન્યા છે અબ્દુલ કલામ ખાલી એક વૈજ્ઞાનિક તરીકે નહીં પણ એકદમ જેને કહેવાય કે માણસ તરીકે પણ એકદમ સહજ વૃત્તિ વાળા હતા એ ક્યારેય પણ કોઈપણ વ્યક્તિને ઊંચા કે નીચા સ્થાનથી ક્યારેય કોઈને જજ નહોતા કરતાં એ પોતાના ડ્રાઈવરની સાથે પણ એ જ રીતના શાંતિથી અથવા તો જે મિટિંગમાં જાય છે ત્યાં એને એ જ સ્થાન આપતા એ ઘણીવાર નાના નાના બાળકો સાથે લાંબો લાંબો સમય કાઢી નાખતા એને ખબર પણ ન હતી અને અબ્દુલ કલામ છે એમનું જે સૌથી પ્રિય જે કોઈ પાત્ર હોય તો એ બાળકો જ હતા એમનું એક મેઈન ઉદેશ્ય એ જ હતો કે ભારતને આગળ વધારવો છે ભારતને આગળ વધારવા માટે સૌથી વધારે જો કોઈ વસ્તુ હોય તો એ છે ભારતનો યુવા ધન તો ભારતના યુવા ધનને જો પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે જો એને શિક્ષા વ્યવસ્થિત કરવામાં આવે તો ભારતને આપણા બીજા બધા દેશની સાથે કંપેરિઝનમાં ભારત હંમેશા આપણે આગળ લઈ શકીએ અને આ એક વસ્તુને હિસાબે જ અબ્દુલ કલામને ભારતના યુવા ધન પ્રત્યે ઘણી બધી અપેક્ષા હતી એ હંમેશા બાળકોના પ્રિય વૈજ્ઞાનિક તરીકે રહ્યાં છે એમનામાં ક્યારેય પણ મોટાઈ નહોતી એ જ્યારે પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિમાંથી નિવૃત્તિ થયા પછી પણ સૌથી વધારે જો એની સંપત્તિ જોઈએ તો એની સંપત્તિમાં ઘણી બધી બુક્સ બે એના સુટ અથવા તો બ્લેઝર છે એના વગર કોઈપણ ટાઈપની કોઈપણ વધારાની એમની પાસે સંપત્તિ નોહતી અથવા તો એમને કોઈ મોહ નહોતો એને આખી પોતાની જીવન દરમિયાન બાળકો પાસે હંમેશા ભણવાની અથવા તો કુતુહલ વૃત્તિ વધારવાની જ વાત કરેલી છે અને બાળકોને યુવા ધનને હંમેશા કંઈકને કંઈક નવું શીખવા માટે એને સજેસન્સ આપેલા છે તો આવા વૈજ્ઞાનિકો હંમેશા દુનિયાભરમાં એમનું નામ સ્થાન મોખરે હોય છે એના પછી વાત કરીએ તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ પણ એક બહુ રિમેમ્બર અથવા તો જેને કહેવાય એ કે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ આપણે અમદાવાદમાં જે ઈસરો સ્ટેસન આવેલું છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈના નામ ઉપર જ આવેલું છે તો એમને પણ ઘણી બધી એવી અવકાશને લગતી જે શોધ છે જે અલગ અલગ ઇનવેન્સન્સ છે એ કરેલા છે અને આ વસ્તુને હિસાબે એમનું વિક્રમ સારાભાઈનું પણ એક નામ છે એના પછી વાત કરીએ તો ડૉક્ટર આર્યભટ્ટ છે એ પણ રામાનુજનની જેમ ગણિતમાં બહુ ખાસ એમનું નામ હતું એમને પણ ગણિતની અંદર ઘણી બધી જે કોયડાઓ છે એને સારી રીતના અથવા તો અલગ રીતે કઈ રીતના આપણે એનું સોલ્યુસન એમાં એનું સારું એવું નામ રહ્યું છે ભાસ્કરે ડૉક્ટર ભાસ્કરાચાર્યની વાત કરીએ તો એ ઘણા બધા જૂના વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનીક છે આપણે જે આપણી પુરાતન જે સંસ્કૃતિ જોઈએ અથવા તો જે આપણી પાછળની જે આર્યભટ્ટ અથવા તો એવા કોઈ જે આપણા કલ્ચર છે એની સાથે કો રિલેટ કરીએ તો એમનો જે સૌથી વધારેનો ટાઈમ છે એ પણ એમાં થયેલો છે તો ભારતમાં ઘણા બધા વૈજ્ઞાનિકો થયા છે બધા વૈજ્ઞાનિકોની હંમેશા કંઈકને કંઈક આગવી પ્રતિષ્ઠા છે અને લગભગ બધા જ વૈજ્ઞાનિકોની શોધને હંમેશા દુનિયામાં નામ અપાવેલું છે